ઘરમાં વપરાતા એલપીજી સિલિન્ડર માટે સલામતી એ રાખવી જોઈએ કે આપણે સિલિન્ડર પાસે કોઈ પણ સળગતી વસ્તુ ના સળગાવી મતલબ ત્યાં લઈ નહીં જવી અથવા તો ત્યાં કોઈ સળ વસ્તુ સળગાવી નહીં સમયાંતરે જે ગેસની જે પાઈપલાઈન આવે જેમાંથી ગેસ પાસ થાય તે સમયાંતરે બદલતી રહેવી જોઈએ અને તેની આસ આજુ બાજુ જેટલો પણ વિસ્તાર છે એટલો કંઈક ખુલ્લો રાખવો જોઈએ ત્યાં આજુ બાજુ કંઈક કપડા જેવી કંઈ આઈટમ ન આ મતલબ વસ્તુ ના રાખવી જોઈએ જેથી તેમાં તરત આગ પકડી શકે ફાયર સેફ્ટી માટેનો જે પમ્પ આપણે જે આવે છે સિલિન્ડર તે જો મૂકી શકતા હોઈ તો એ પણ સારા એ પણ સારી ટેવ કહેવાય અને ખાસ એટલું ધ્યાન રાખવાનું કે ગેસનો વપરાશ થયા બાદ ગેસની જે સ્વીચ મતલબ જે કોક છે એ આપણે વ્યવસ્થિત રીતે એને બંધ કરી દઈએ ગેસ ગેસ સિલિન્ડરનો જે મેઈન કોક છે તેને પણ પિયુ વપરાશ પછી બંધ કરી દઈએ અત્યારે પહેલાંના જમાનામાં બધા ગેસનો બોટલ યુઝ કરતા હતા અત્યારે એક નવી યોજના કે જે ઘર ઘર પાઈપલાઈનની ચાલુ થઈ ગઈ પાઈપલાઈન યોજના ચાલુ થઈ ગઈ છે જેના ધ્વારા કોઈને કઈ એવી મુશ્કેલી પડતી નથી પાઈપલાઈનમાંથી ગેસ સીધો આપણા સુધી વપરાશમાં આવે આવી જાય છે અને સીધું વપરાશ આપણે કરી શકીએ છીએ આપણને એ મોટો ફાયદો ગણાય છે અને ખાસ એમાં પણ તકેદારી એટલી રાખવાની કે કોઈ પણ વસ્તુનો વપરાશ થયા પછી એને એવું બંધ કરવી અને ત્યાં કોઈ આજુ બાજુ કોઈ સળગતી વસ્તુ લઈ ના જવી આ મુખ્ય વસ્તુ જે છે સિલિન્ડર માટે